અમારા વિસ્તારમાં ખાસ કરીને મનોરંજન માટે એક મુખ્ય પ્રવૃત્તિ એ પારંપારિક રીતે ઉજવવામાં આવતા તહેવારો એ મુખ્ય જેમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો કોઈ એક માસ એવો નહીં હોય કે જેમાં કોઈ ઉત્સવ ના આવતો હોય જેમકે દિવાળી ભાઈબીજ બેસતું વર્ષ શ્રાવણ માસ દિવાસો દશેરા નવરાત્રી તેમ જ હોળી ધૂળેટી જેવા વર્ષ દરમ્યાન દરેક માસમાં કોઈને કોઈ તહેવાર આવતા હોય છે જેમાં લોકો પોતાની પરંપરા અનુસાર મનોરંજનની પ્રવૃત્તિ કરતાં જોવાં મળે છે તે ઉપરાંત હાલના બદલાયેલા સમયમાં જન્મદિવસની ઉજવણી તેમાં પણ નવજાત બાળકોની જન્મદિવસની ઉજવણી વાર્ષિક રીતે નહીં કરતા દર માસે કરવામાં આવે છે જેમાં નવજાત બાળકને એક વર્ષનાં થાય ત્યાં સુધી માસિક વર્ષગાંઠ ઉજવવામાં આવે છે તેમ જ હવે લગ્નમાં પ્રિવેડિંગ જેવા પ્રસંગોનો ઉમેરો થયો છે બીજું કે બેબી શાવર જેવા પ્રસંગો પણ વધુ જોવા મળી રહ્યા છે આ સિવાય લોકો વિવિધ પ્રકારનાં ક્લબોમાં મૅમ્બરશીપ મેળવીને મનોરંજન માટે જોવા જતાં જોવા મળે છે શહેરોમાં ખાસ કરીને બગીચાઓ સિનેમાઓમાં જતાં પણ જોવા મળે છે આમ ખાસ કરીને અમારાં વિસ્તારમાં તહેવારોની ઉજવણી હોય તેમજ સિનેમાઓમાં મૂવી જોવી તેમ જ વિક ઍન્ડ પર જોવાલાયક સ્થળોની મુલાકાત કરતાં જોવા મળ્યાં છે અને મનોરંજન માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરતા જોવાં મળે છે